હા બોલું છું હા પેકેજ અવેલેબલ છે તમારે ગાડી રેન્ટ ઉપર જોઈએ છે કે બસમાં જવું છે કે ટ્રાવેલ્સમાં જવું છે કે કેમ જવું છે ત્રણ દિવસ માટે પેકેજમાં છે ને પાંચ હજાર છે પાંચ હજારમાં તમને પહોંચાડી દઈએ અને લઈ આવીએ એવું છે ત્રણ દિવસ માટે પાંચ હજારમાં વન ટાઈમ લંચની છે સવારે લંચ મળી એટલે તમારે ગાડી જોઈએ છે ડ્રાઈવ માટે અચ્છા તો તમરે કેટલા મેમ્બર કેટલા છો તમે અચ્છા તો તમારે ગાડી ચાલે હા તો આપણી પાસે ઈનોવા અને અર્ટિગા ને એવી ગાડીઓ છે જેનું રેન્ટ છે પાંચ હજાર પર ડે હા હા એસીની ફેસેલિટી હશે પ્રોપર ચાલુ જ હશે અને ડ્રાઈવર ના એ તમારે એ તમારે નખાવી દેવાનું પેટ્રોલ પંપ આવે ત્યાં ના ના બીજું તો કંઈ છે નહીં અને ડ્રાઈવર રાખો તો ડ્રાઈવરના ડેઈલીના ટૂ થાઉસન અલગથી એટલે સેવન થાઉસન્ડ નહીં બસ નહીં આપણે ગાડીની વાત કરી રહ્યા છીએ